નમસ્કાર સવિનય સાથે જણાવવાનું કે ઓનલાઈન કરેલું લેપટોપ હજી સુધી આવ્યું નથી મારો ઓર્ડર નંબર છે એક શૂન્ય શૂન્ય એક પાંચ પ્લીઝ હું આપને વિનંતી કરું છું કે મારી પ્રોજેક્ટની ડેટ નજીક આવી રહી છે અને હજી સુધી મારું ઓનલાઈન મંગાવેલું લેપટોપ ડિલિવર થયું નથી તો આગળ તપાસ કરશો અને મને અપડેટ આપશો ધન્યવાદ